સામાન્ય રીતે સરકાર તરફથી એસ સી એસ ટી વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિઓના વિશેષ કરીને ફાયદા મળે છે આ ઉપરાંત જે સિંગલ છોકરી છે એક જ દીકરી છે જે મા બાપને એનાં માટે પણ એક અલગ શિક્ષ શિષ્યવૃત્તિનું ગવર્મેન્ટે આયોજન કરેલું છે એ ઉપરાંત ઇન્ડિયન ગ્લોબલ સ્કોલરશીપ અનંત સ્કોલરશીપ પ્રગતિ સ્કોલરશીપ ઈશાન સ્કોલરશીપ જેવી અનેક શિષ્યવૃત્તિની યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે સરલદેવી સ્કોલરશીપ કે જે એકદમ આદિવાસી જાતિ કે ગામડામાંથી આવતા બાળક અને બાળકીઓ છે તેમને ભણતરની પ્રેરણા મળે એ માટે આવી અલગ અલગ શિષ્યવૃત્તિઓ એ સરકારશ્રી તરફથી આપવામાં આવે છે આ ઉપરાંત બીજી અનેક ખાનગી સંસ્થાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓનાં ઉત્થાનનાં ભાગરૂપે આવી અનેક શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે અને જેના કારણે જે તે વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને તેમને જો ગરીબીની રેખા હેઠળ એ લોકો જીવતા હોય તો પણ એમનાં સંપૂર્ણ શિક્ષણમાં એમના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થઈ શકે એ પ્રકારની અનેક શિષ્યવૃત્તિઓનું આયોજન સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યું છે